હાલો તમે કોણ બોલો છો અચ્છા શું કઈ પ્રશ્ન છે હાં હાં

અચ્છા હઁ એના માટે તમારે છે ને બહુ આમ ચિંતા કરવાની જરૂર નથી કારણકે તમારી બેબી છે ને એ ભણવામાં થોડીક એના મૂડ ઉપર આધાર હોય છે અને ભણે ત્યારે બહુ સરસ રીતે ભણે છે પણ એમ કહેવાય કે થોડુંક એને બીજી બધી પ્રવૃતિઓમાં રસ વધારે છે એટલે એને બીજી પ્રવૃતિની સાથે સાથે છે એ આપણે કંઈપણ ભણવાનું કરાવીએને તો એ બહુ સારું એવું મ ગ્રહણ કરી શકે છે એમ એટલે તમારે ખોટી ચિંતા નહીં કરવાની પણ એને ભણીને ઘરે આવે એટલે થોડું એને છે ફ્રેશ થવા દેવાનું અને થોડોક સમયસર આરામ કરે અને એને થોડીવાર છે ઈ બહાર રમવા માટે છૂટ આપવાની કેમકે બીજા બાળકોને સાથે એ રમશે તો એને થોડુંક બધુ એની પ્રોગ્રેશ છે એ સારો એવો થશે એમ કેમકે બાર બધી પ્રવૃતિ કરે અને જે રમત ગમતની પ્રવૃતિ ને એ બધી એક્ટિવિટી કરશે એટલે એને ફિઝિકલી સારી રીતે સક્ષમ બને અને એને વધારે આનંદ થાય એટલે ભણવામાં પણ રસ થાય એમ હ બાકી કઈ પ્રશ્ન હોય તો કેજો ના ના ના એવી એવું એવી ચિંતા કરવાની જરૂર નથી બરાબર એ બહુ સારી રીતે બધું કરી શકે એમ છે ઓકે